હેલ્લો હા કોણ ક્યાંથી બોલો છો

તો તમે એક કામ કરી શકો પેટ માટે તો તમે પેઇનકીલર લઈ શકો છો યા પેરાસીટામોલ લઈ શકો છો યા મેફટેલ ગોળી લઈ શકો છો અત્યાર હાલ તો પછી તમને વીગોમાં સોજો આય જાય છે તો તમારી વીગ ફેલ જઈ હશે તો તમારે બીજી કરાવવી પડશે તો એ તમને કાલે સવાર સુધી સહન કરી શકો તો ત્યારે રાખો બાકી તમને એવું જ લાગતું હોય કે બઉ હા તો તમને એવું જ લાગતું હોય કે બઉ પેઈન થાય છે તો તમારા ત્યાં નજીક ના દવાખાને જઈને એ રિમૂવ કરાઈ શકો છો તમે થેન્ક યૂ